હાં રમીલાબેન બોલું છું

હાં પણ એવું તમારા બાજુથી જ કાગડિયાને એવું બધુ આ બાજુ આવે છે અમારી બાજુ તો અમે શું કરીએ

પણ અમે તમને કામવાળા બેનને બે ત્રણ વખત મેં હમણાં હમણાં જ કીધું તો પણ એ કશું માનતા નથી અને આ બાજુ જ બધો કચરો એ બાજુ તમારા વાળા એ અમાર બાજુ જ કચરો કરે છે તો અમે શું કરીએ હાં વાંધો નઇ અને હાં હાં વાંધો નઇ પણ તમારા વાળાને ય કહેજો થોડુંક પેલા કામવાળા બહુ બોલ બોલ કરે છે અને ત તમારા પેલું ઉપર અગાશીમાંથી બહુ પાણી આવે છે અમારી બાજુ હાં લીકેજ લાગતો લાગે છે પછી બધું અમારી બાજુ બધું પાણી આવે છે વરસાદમાં બધે વધારે હાં વાંધો નહીં હા હા કઈ વાંધો નઇ હાં